હા બોલો બોલો હા હા આપણે ચાર દિવસ અત્યારે તમે આરામ કરો ચાર દિવસ પછીની ફ્લાઈટ બૂક કરાવવાની છે આપણે જવાનું છે મનાલી મનાલી ત્યાં હવે સોંગનું શૂટિંગ કરીશું સોંગમાં તમે એમાં લીડ લીડ એક્ટર તરીકે તમે જ છો એ સોંગમાં એનાં સિવાય જે બીજા આપણે મેલ એક્ટર રાખ્યાં છે એમને નથી તમારા એકના માટે છે એ શૂટ

અત્યારે હું તમને કોરિયોગ્રાફરને મોકલી દઉં છું જે તમને ડાન્સ શીખવાડશે ત્યાં સોંગનું શૂટ છે થોડું થોડું ત્રણ કે ત્રણ મિનિટનું જ સોંગ છે એનાં માટે શૂટિંગ છે પણ ત્યાં મનાલીનું શૂટ લેવાનું છે એટલે ત્યાં બરફમાં બરફ ઉછાળતાં ત્યાં એ રીતે સીન છે બધાં પછી તમે બાઈક લઈને આવશો અને જે હીરોઈન છે એનું પણ અંદર છે શૂટમાં તો એની પણ ટિકિટ બૂક કરાવી દઈએ આપણી ટીમમાંથી આપણે આઠ થી નવ જણાં જ જવાનું છે વધારે નથી જવાનું એટલે આઠ થી નવ ત્યાં અત્યારે હું હોટેલ બૂકિંગનું અને બધુ બૂકિંગ ફ્લાઈટ બૂકિંગ કરી દઉં છું અને ત્યાં મેઈન કન્ટેન્ટ એ જ છે ત્રણ મિનિટનું શૂટ છે હું તમને હમણાં સોંગ રેડી થઈ ગયું છે સોંગ તમને મોકલી દઉં એકવાર સોંગ જોઈ લો અને કોરિયોગરાફરને બી કહી દઉં છું તમને પ્રેક્ટિસ કરાવવાનું ચાલું કરી દે જે ડાન્સ સ્ટેપ છે એની આમાં પ્રોબબ્લી દોઢ દિવસ તો ત્રણ દિવસ કે બે દિવસ બહુ થઈ ગયા કેમ કે આમાં એક શૂટ છે ન સવારે છ વાગે જ્યારે સૂરજ ઊગતો હોય ને એ સમયનું શૂટ છે અને એનાં સિવાય બીજા આખા દિવસમાં ગમે ત્યારે ચાલશે પણ તમે સૂરજ જ્યાં સવારે ઊગતો હોય અને તમે ત્યારે પહાડમાંથી ચાલતા ચાલતા ઉપર આવતા હોય એ રીતનો શૂટ છે એટલે પાછળથી સૂરજ દેખાતો હશે અને તમે જે મનાલીમાં હિમાલયના બધા પર્વતોમાંથી ચાલતા બહાર આવતાં હોય ને એ રીતનો એક સ્ટાર્ટિંગમાં શૂટ કરવાનું છે એટલે પહેલાં દિવસે કદાચ ના થયું બાકી રહી ગયું કે વહેલું મોડું થઈ ગયું તો બે ત્રણ દિવસ થાય પણ બે ત્રણ દિવસથી વધારે નહી થાય હા હા એ તો ના ના કાલે જ મળીએ કાલ આપણે મળી બીજું કામ બી છે ઓકે હા